અમે એક એવા રાજાને જાણીએ છીએ જેનું અમે બહુ નામ સાંભળ્યું છે જે રાજસ્થાનના મહારાણા પ્રતાપ જેમણે મુગલો જોડે બહુ મોટું યુદ્ધ કરેલું જેમની બહુ સેના મોટી હતી મુગલોની અને મહારાણા પ્રતાપની સેના બહુ નાની હતી છતાંય મહારાણા પ્રતાપે બહુ યુદ્ધ કર્યું બહુ સૈનિકો એ લોકોના મારી નાખ્યાં અને એમનો ખાસ કરીને એક ઘોડો હતો જેનું નામ હતું ચેતક જેને એક પગ કપાઈ ગયો છતાંબી મહારાણા પ્રતાપને લઈને રણ ભૂમિમાં બહુ એણે યુદ્ધ કર્યું અને ઘણો ખરો એ દોડ્યો અંતે છેલ્લે એના પ્રાણ જતાં રહ્યા